અમારા ઘરમાં સ્વીટ બહુ બને છે એમાં અમારે અમુક ટાઈમે અમે સ્વિટમાં છેને ગુલાબ જાંબુ બનાવીએ છીએ ગળી રોટલી બનાવીએ છીએ જલેબી બનાવીએ છીએ ગળી રોટલી બનાવીએ છીએ તો એમાં અમે કોપરું અને ખાંડ એનો વધારે ઉપયોગ થાય છે અમે ગુલાબ જાંબુ બનાવી છીએ તો એમાં ચાસણીમાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ એટલે ચાસણીમાં ગળ્યું વધારે પડતું અમારે જોઈએ છે અમારા ઘરમાં એટલે અમારે ઘરમાં ખાંડનો વધારે ઉપયોગ થાય છે રોજબરોજ અમે દાળ ભાત બનાવીએ કે સેવ ટમેટાનું શાક બનાવીએ તો પણ અમારા ઘરમાં છેને એમાં ખાંડ નાખવામાં આવે છે કારણ કે બધાંને ખાંડ નાખીને તો ગળ્યું વધારે ખાવાની ટેવ છે અમારા ઘરમાં એટલે રોજબરોજ અમારે ખાંડનો તો ઉપયોગ થાય જ છે